નમસ્કાર ખૂબ સરસ હું ખૂબ સરસ તમારો વિચાર છે પંદરમી ઓગસ્ટને એમજ ખાલી ઉજવવા ખાતર ઉજવીએ અને કંઈક વિશિષ્ટ તરીકે આપણે એની ઉજવણી કરીએ ચોક્કસ ચોક્કસપણે એની નોંધ સમાજ સુધી થાય અને વિદ્યાર્થી રીતે એક રાષ્ટ્રીય ભાવના અને રાષ્ટ્રીય ચેતનાનાં બીજ રોપાય એટલે પ્રવીણભાઈ એવું કરી શકી એ કાર્ય કરીને આપણે યોજવાના છીએ એમાં વિદ્યાર્થીઓને તો સામિલ કરવાના જ હોય છે પણ એની સાથે વાલીઓને હા જી એટલે વાલીઓને પણ એમાં જોડવાના સમાજના આગેવાનીઓને પણ જોડવાના અને એની સાથે આપણને પીઠબળ પૂરું પાડનાર સંચાલક મંડળને પણ આપણે એમાં સાથે જોડી દેવાનું છે બરાબર અને એવા આપણે મહેમાન પસંદ કરવાના કે ખરેખર બાળકોમાં કંઈક ને કંઈક કંઈક એવું જ્ઞાનનું ભાથું અને રાષ્ટ્ર પ્રત્યેની એમની ચેતનાને જગાવે કે જેથી બાળકો પર ખરેખર આ રાષ્ટ્ર દેશ માટે કંઈક કરવા માટેનો ઉત્સાહ એનામાં રેડાય અને પ્રવીણભાઈ એવું પણ આપણે થઈ શકે કે એવું કોઇકનું શહિદનું પણ આપણે તે દિવસે શહિદ પરિવારનું પણ સન્માન રાખીએ કેટલાક જેટલી પણ શહિદ પરિવાર હોય એના કંઈ પરિવાર સભ્યોને બોલાવીએ અને એ લોકોને પણ સન્માન થાય કંઈક અહીથી સહયોગ કરીએ આપણે સાથે સાથે દેશભક્તિને લગતું ગીતો છે કે એવા કોઈ નૃત્યનું કાર્યક્રમ પણ આપણે રાખી શકીએ સાથે સાથે બીજું કે આવા કાર્યક્રમને વધારે ધારદાર અને જોરદાર કે જે સારી રીતે કાર્યક્રમનું સંચાલન કરી શકે તેવું સંચાલન કરવા માટે પણ આપણે યોગ્ય શિક્ષકની પસંદગી કરી શકીએ યસ હાજી હાજી હાજી એટલે મેં બધાં જ મુદ્દાઓને આપણે સાંકળીને એક સરસ કાર્યક્રમ તૈયાર કરીએ મારા ખ્યાલથી કોલ પર કરતાં આપણે રૂબરૂ મળીએ ત્યારે વધારે સારી શૈક્ષણિક ચર્ચા કરીને આપણે આયોજન કરીએ ધન્યવાદ આભાર